અત્યારના મા બાપ તેમનાં બાળકોને નાનપણથી જ ફોન રમતા શીખવાડી દે છે અને બાળકો ફોનમાં ઓનલાઇન ગેમ્સ ડાઉનલોડ કરી ઓનલાઇન ગેમ્સ રમે છે અને તેમનો સમય પસાર કરે છે તેમ ઓનલાઇન ગેમથી અથવા મોબાઈલથી તેમની આંખો પર ઘણું બધું અસર પડી શકે છે અત્યારના મા બાપને પોતાનાં બાળકોનાં હાથમાંથી ફોન ફોન લઇ લેવો જોઈએ અને ઈન્ટરનેટ કનેક્સન બંધ કરાવી દેવું જોઈએ અને ટેલિવિઝન એ બધું બંધ કરાવી દેવું જોઈએ તેથી બાળકોને બહાર રમવા જવાની પ્રેરણા મળે